હા ભાઈ સાંભળો સુરતમાં અડાજણ ચાર રસ્તા છે ત્યાંથી ડાબી સાઇડ એક ક્ષિતિજ રેસ્ટરોરન્ટ આવે છે હા ના ડાબી બાજુ જમણી બાજુ નહીં ડાબી બાજુ ક્ષિતિજ રેસ્ટરોરન્ટ આવે છે હા ત્યાં મારે જવાનું છે તો તમે કેટલા વાગ્યા સુધી આવી શકશો હું તો હમણાં ભેસ્તાનમાં છું દસ મિનિટમાં નિકળું જ છું અહીંયાથી મારા ઘર પાસેથી મેન રોડ છે અહીંયા ત્યાં તમારે આવવું પડશે એ તો તમે આવો રિક્ષા લઈને હું તમને રિક્ષામાં બધું સમજાવી દઇશ અડાજણ ચાર રસ્તા તમને ખ્યાલ છે ને હા તો એ અડાજણ ચાર રસ્તેથી ડાબી બાજુ જવાનું છે હા તમારો રિક્ષા નંબર મને નોંધ કરાવી આપશો જી જે શૂન્ય પાંચ પછી હા જી જે શૂન્ય પાંચ મેં નોંધ કરી લીધું પછી એસ વી એક એક શૂન્ય શૂન્ય હા સાંભળો હું એક વખત આખો રિક્ષા નંબર પાછો બોલું છું જી જે શૂન્ય પાંચ એસ વી એક એક શૂન્ય શૂન્ય બરાબર છે હા તમે ભેસ્તાન ચાર રસ્તા છે ને આપણે ભેસ્તાન ચાર રસ્તા ત્યાં આવી જાવ હું મારા ઘરેથી દસ મિનિટમાં નીકળું જ છું ચાર રસ્તા આવું છું ત્યાંથી પિકઅપ કરી લો ના અંદર આવવાની જરૂર નથી હું તમને અંદર આવવા માટેનો રસ્તો સમજાવીશ એ વધારે લાંબુ પડશે કારણકે એ રસ્તો બરાબર નથી અહીંયા મને જવામાં લેટ થશે મને ત્યાં ખૂબ અગત્યનું કામ છે એટલે હું ચાર રસ્તા પર આવી જાઉં છું તમે ત્યાં જ આવી જાઓ હા ના ભાડું હું તમને રોકડા જ આપીશ ઓનલાઈન નથી કરતો હા મને કંઈ જ વાંધો નથી ભેસ્તાન ચાર રસ્તા ભેસ્તાન ચાર રસ્તા તમને ખ્યાલ છે ને હા ત્યાં આવી જાવ મેં રિક્ષા નંબર પણ નોંધ કરી લીધો છે ત્યાં પહોંચીને એવું હોય તો હું તમને ફરી સંપર્ક કરું તમે પહેલાં પહોંચી જાઓ તો તમને મને સંપર્ક કરજો આ જ નંબર પર